હા હું વિધિ પટેલ વાત કરી રહી છું જે લગ્ન મંડપનીને વ્યવસ્થા કરવાની છે ત્યાંથી વાત કરી રહી છું બોલો હા અમે હા ચોક્કસથી અમારા ત્યાંથી જે કંઇપણ અમે સગવડ કરીશું લગ્ન માટે એ તમારી ડેસ્ટિવેશન ડેસ્ટીનસન વેડિંગ હોય તો ત્યાં પણ અમે પૂરેપૂરી સેફટી પ્રોવાઈડ કરીએ છીએ જે લગ્નનો મંડપ બાંધવામાં આવશે એ પણ પૂરેપૂરી ચોક્સાઈથી બાંઘી આપવામાં આવશે અને એના સિવાયની

એમાં એમને કંઇજ તકલીફ નહીં થાય પૂરેપૂરી સેફટી સાથે કામ કરવામાં આવે છે એટલે અમે અમારી ચોક્કસથી સેફટી જાળવીએ છીએ એના સિવાય તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો હા ચોક્કસથી કઈ તારીખે તમારે લગ્નની તારીખ છે ઓકે સારું ચોક્કસથી મળીએ ત્યારે લગ્નમાં હા ઓકે ઓકે હં ઇવેન્ટનો ખર્ચો એવું હોય તો હું તમને વોટ્સઅપ પર બધું લખી નાખું છુ એપ્રોક્સ એક લાખ આજુબાજુ થઈ જશે ઓકે હા